ભારતની શિક્ષણ વ્યવસ્થા પહેલાંનાં પ્રમાણમાં થોડે ઘણે અંશે સુધારા પર કહી શકાય એની સામે હજી મુખ્ય કેટલાક પડકારો છે જેવા કે સારી સરકારી શાળાઓની અછત અને સારા શિક્ષકોની અછત સરકારી શાળાઓમાં કેટલાંક મૂળભૂત સાધનોનો અભાવ આવા બધા પડકારોનો સામનો કરવો પડે એવું છે